મારી માનીતી રક રમત જે છે એ ખોખો છે પણ મને ગમતી રમત જે છે ઇ ક્રિકેટ છે અને જે ક્રિકેટ છે એ મને જોવી ગમે છે કારણ કે ક્રિકેટની અંદર શું છે કે એટલું એન્ટરટેનમેન્ટ હોય નોલેજ હોય ટેક્નિકાલિટી એટલી બધી હોય ક્રિકેટમાં આખા શરીરની એક્સસાઈજ પણ થતી હોય જેના કારણે આપણે જોતાં હોય કે કઈ રીતે ટેક્નિકલી દડો ગ્યો બોલમાં લાગ્યો સ્ટંપમાં લાગ્યો ફિલ્ડ કેવી રીતે કરી કોની ડેડીકેશન છે ટીમ વર્ક શું છે એ ટીમ વર્કના કારણે એ ક્રિકેટ મને જોવી ગમે છે કે કોઈ પણ વ્યક્તિની ભૂલ અથવા કોઈ પણ વ્યક્તિ ટીમમાં રહેલી એનાથી કંઈ પણ વસ્તુ થઈ જતી હોય કે કંઈ પણ ફિલ્ડ મિસ ફિલ્ડ થઈ જતું હોય બોલ સારા બરાબર ફેંકાયા ન હોય રન સારા ન કરી શક્યા હોય તો બધી જ બાબતો જે છે એ ક્રિકેટની રમતમાંથી આપણે આપણાં જીવન સાથે જોડવાની છેકે એને ટીમ વર્ક કેવી રીતે છે જો ટીમ વર્ક સારું હશે તો એ આપણે સારી રીતે કરી શકીશું એટલે મતલબ કે વિજેતા થઈ શકીશું એટલે એવું જીવનમાં પણ છે કે જો આપણું ફેમેલી સંયુક્ત રીતે જોડાએલું હોય તો ઘણી બધી સફળતા મળે આપણે ઘણાં સફળ થઈ શકીએ આ એક ક્રિકેટની રમતમાંથી જોઈને એક માનવ એટલે કે માણસ તરીકે મને આવા વિચારો મારા પોતાના છે અને મને આવ્યા છે અને એ ખોખોની રમત જે છે એ મારી માનીતી રમત છે કારણ કે મને ખૂબ ખોખો ગમે હવે એ ખોખો એવી વસ્તુ છે કે એ પણ એક ટીમ વર્કની જ રમત છે પણ એ બેસીને ઊભા થવું એકબીજાને ખો દેવો આજુબાજુમાંથી કોઈ લોકો પસાર થાય કાતર મારીને પસાર થાય વાંકા ચૂકી આખી રમત તો એની અંદરથી કોઈપણ વ્યક્તિને આઉટ કરવા એના નીતિ નિયમોમાં શિસ્તમાં રહીને આપણે એ રમતને જોવાની છે એટલે એ રમત દ્વારા આપણને જીવનમાં છેને એક શિસ્ત શીખવા મળે છે કે આપણી ટીમની અંદર આપણે એકબીજાને ધક્કો આપીએ એટલે કે આગળ વધારીએ અને ત્યાર પછી એ પ્રયત્ન કરે બીજાને આઉટ કરવા માટેનો પકડવાનો નો થઈ શકે તો તરત બીજાને ખો આપે એટલે આગળ જઈએ વળી પાછી એ વ્યક્તિ ત્રીજાને આપે આ એક રમતની એક એવી સાંકળ છે કે જે ખૂબ સારી રીતે થઈ શકે એમ છે એટલે મારી માનીતી રમત ખોખો છે અને મને ક્રિકેટ જે છે એ જોવું ગમે છે